હા કોણ બોલ્યું હા હા કેમ છો અમીબેન મજામાં હા હું મજામાં કેમ ફોન કર્યો હતો તમે હા તો મને જણાવશો જરા તમારો હેતુ અને લક્ષ્ય શું છે હા તો મને જરા જણાવો કે તમારી જીવનશૈલી કઈ પ્રકારની છે મતલબ કે તમારા કેટલા સક્રિય છો તમે તો તમે તમારી કસરત તો તમે કરો જ છો આ ઉપરાંત હું તમને અમુક કસરતો જણાવીશ તે તમારે કરવાની રહેશે આ સાથે સાથે તમારે ચાલવાનું અને દોડવાનું પણ શરૂ કરવું પડશે તમારે સવારે દોડવા જવું પડશે અને સાંજે કે રાતે જમ્યાબાદ તમારે ચાલવાનું રહેશે એના પછી એક જરૂરી વાત કરીએ તો તમારે કસરત દરમિયાન વધુ પાણી પીવું પડે કારણ કે કસરત દરમિયાન શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે ખૂબ આવશ્યક છે હા અને આ ઉપરાંત તમારે ખોરાકમાં પણ બદલાવ લાવવો જ પડશે હા એ જણાવવા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે તમે શું બહારનો ખોરાક ખાઓ છો હા તો તમારે એ ખાવાનું ટાળવું જોઈશે કારણ કે વધારે મસાલાવાળું વધારે તીખું કે વધારે તેલવાળો ખોરાક ન ખાવો જોઈએ તેનાથી વજન વધતો હોય છે તો સ્વાસ્થ્ય પણ સારું ન રહે તમારું તો એના માટે તમારે આ બધું ખાવાનું ટાળવું પડશે અને સાથે સાથે તમારે ખોરાકમાં લીલા શાકભાજી અને ફળો ઉમેરવા પડશે જેથી તમારું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય તો તમે બહારનું ખાવાનું ટાળજો અને એક બીજી વાત તમે ઓછા કાર્બોદિતવાળું અને ઓછી ચરબીવાળો ખોરાક ખાવ અને વધુ પ્રોટીનવાળો ખોરાક ખાવ એ જરૂરી છે હા હા પૂછો હા તો એમાં એવું છે કે વધારે પ્રોટીનવાળો ખોરાક ખાવાથી સ્નાયુઓ માટે જરૂરી બની રહે છે અને શક્તિ મળી રહે છે એમને જ્યારે વધુ કાર્બોદિત અને ચરબીવાળો ખોરાક વજન વધારવાનું કામ કરતા હોય છે એટલા માટે અને એક હા તમે જીમમાં પણ આવી શકો છો અને ઘરે પણ કસરત કરી શકો છો સારું સારું ધન્યવાદ